મર્સિડીઝ ફિફન્ટીન ઓબલિક સેવનટીન ઓબલિક સો પીએફ હિલમેન સુપર મીનેક્ષ કિયા વન એટ ડબલ ઝીરો એન્ડ ટુ વન ડબલ ઝીરો